હા નળનું પાણી તો મને પણ મળે છે નળનું પાણી મળવાથી અલગ જીંદગી તો એવું આપણે કહી નહીં શકીએ કેમ કે નળનું જે પાણી આવે છે એ પણ આવે તો સારું જ છે પહેલાં હતું કે ડાઇરેક પાણી બોરિંગમાંથી આવી જતું હતું અને એમાં ફિલ્ટરએસન થઈને નહીં આવતું હતું ને કોઈવાર ઘરની અંદર કચરુવાળું પાણી પણ આવી જતુ હતું પણ હમણાંના ટાઈમ પર નળનું પાણી પણ એટલું સારું આવે છે કે એટલા ફિલ્ટર પ્રોસેસ થઈને આવે છે કે તમને પાણી એકદમ સારું પાણી પીવા મળે છે અને અલગ થવાની રીત તો વસ્તુ એમાં કંઈ આવતી નથી કેમ કે જે આપણે નોર્મલ પાણી પીતા હોઈએ એ જ એનાં ટાઈપનું જ નળનું પાણી હોય છે પણ નળનાં પાણીમાં હમણાં આપણે જે રીતે વાસણ ધોવાનાં હોય છે ન્હાવાનું હોય છે એ બધી વસ્તુઓ આપણે કરીે છીએ જે પીવાનું પાણી હોય છે એ ટેસ્ટમાં તો થોડોક જ ફરક પડતો હોય છે નોર્મલ કરતાં આપણે જે આરો ને બધાનું પીએ છીએ એનાં કરતાં થોડોક ફરક પડે છે હા નળનાં પાણીમાં તમને ક્લોરિન ને એ બધું વધારે મળી આવે છે તો પણ તમે નળનાં પાણીમાંથી તમને કોઈ ઇસ્યુ થશે કે કે એવું થશે એનો કોઈ વાંધો નથી તમે નળનાં પાણીને જો તમારે પીવું હોય અને કોઈ તમને પ્રોબ્લેમ નહીં થાય એવું પણ તમે ઇચ્છતા હોય તો આપણે એવું પણ કરી શકીએ છીએ કે આપણે નળનાં પાણીને ગરમ કરીને પણ પી શકીએ છીએ ગરમ કરીને આપણે કોઈ વાસણમાં આપણે એને રાખીએ રાખીને પછી શાંતિથી આપણે પીવું હોય તો પણ પીવાય એ કંઈ ગરમ કરીને આપણે કરીશું તેમાં કોઈ ઇસ્યુ નથી અને એ આપણે ગરમ કરીને પાણી પીશું તો એનાથી શું થશે કે એની અંદરના જેટલા પણ જમ્સ ને એ બધું હશે જે બાકી રહી ગયા હશે તે મરી જશે ને આપણને એકદમ ક્લીન વોટર પીવા મળી જશે આપણે જે આર ઓને આર ઓવાળું પાણી પીએ છીએ કે એનાથી કેવું થાય છે કે આપણો બોડીમાં લોંગ ટાઇમમાં આપણને એમાં ઇસ્યુ આવી શકે કે આપણે વધારે પડતું ક્લીન પાણી પી લઈએ ને એના લીધે અને નળનું પાણી આવે છે કે નોર્મલ આપણાં બોડીનાં પીએચ પ્રમાણે લેવલને મેન્ટેન કરીને એ લોકો આપે છે કે જેનાથી આપણને આગળ જતાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય અને આપણે સુરતમાં રી અમે લોકો રહીએ છીએ તો સુરતમાં એસએમસીનું પાણી અંદર આવે છે તો એસએમસીનું પાણી પણ હમણાંથી એટલું સારું તમને મળે છે હા કોઈ વખત તમને એની અંદરથી કંઈક કાદવ કે એવું કઈ મળી આવે છે બટ એ એક ઇસ્યુ નથી એના એ તમે સોલ્વ તમે આરામથી કરી શકો છો અને નળનું પાણી જો તમારે પીવું હોય તો એની અંદર તમે ફિલ્ટર લગાવીને પણ તમે કરી શકો છો જો કે કોઈ પથ્થર કે એવું વસ્તુ અંદરથી આવે છે એ વસ્તુ ડાઇરેક્ટલી તમારે પીવાનાં પાણીવાળામાં નહીં ચાલ્યું જાય